લેખન આદત નિત્ય બાબતો જનશિષ્ટ પાલન જેમ કે લખવાનું જ્યારે આમ ફ્રી ટાઈમ હોય ત્યારે લખતો હોઈશ જેમ કે કોલેજ હે કોલેજ કોલેજેથી આવીને આમ રૂમ પર હોય હોસ્ટેલમાં ફ્રેન્ડ લોકો તો વાતચીત કરીએ બાકી ફ્રી હોય ફોન ક્યારેક થોડો ફોનનો ઉપયોગ કરું બાકી ફ્રી ટાઈમમાં એમ બુક લેખન કરતો હોય છે તો એમાં કાંઈ એવું એવું બધું કંઈ વધારે નહીં લખવાનું જે લાઈફમાં જે હોય જે રીતે કાંઈ આપણા દિવસ કેવો ગ્યો દિવસ વિશે દિવસ વિશે કઈ રીતે આપણે દિવસમાં શું કરીએ શું ન કરીએ કોલેજમાં શું થયું શું નહીં એ એ રીતે એ રીતે હું લખું છું દિવસ માં સવારે એમ કોલેજ જવાનું હોય છે પછી રનિંગ કરવાનું હોય છે રનિંગ કરીને પછી બીજી કોઈ ગેમ રમવાની હોય છે ગેમ રમી આવીને નાહી ધોઈને નાસ્તો કરીને પછી ફ્રી ટાઈમ હોય છે એક કલાક જેવો પછી કોલેજમાં થિયરીમાં જવાનું હોય છે તો એક કલાકમાં જે સવારે ઉઠીને જે હું કરું છું નહીં કર્યું ઘરે વાત કરું એ બધું મારે લાઈફમાં જે જે થાય છે એ બધું હું લખું છું એમ